ભારતની વાહન વ્યવસ્થા એટલે કે વાહન વ્યવહાર વ્યવસ્થા જે છે એને આપણે સારી ભાષામાં કહીએ તો ટ્રાફિક સિગ્નલ એ ખૂબ જ સારી છે અને એમાં ઘણા બધા પડકારો પણ છે અને આપણે એને સુધારી પણ શકીએ છીએ પરંતુ આપણે જો વાત કરીએ તો આજે વાહન વ્યવહારની વાત કરીએ ને તો એ આપણે ગામને સલાહ આપવા જઈએ એના કરતાં આપણે પહેલા પોતે જો એ વસ્તુનું ઇમ્પલીમેંટ કરીએ તો આપણે બધા જ ને સુધારવા કરતાં પોતે સુધરી જઈએ તો એ વસ્તુ ખૂબ જ સારી હોય વાહન વ્યવહારની વાત કરું તો આજકાલ સરકારે ઘણા બધા સારા વાહન વ્યવહારની વ્યવસ્થા સચવાય અને જળવાય એના માટે એટલા સરસ રોડ પણ અને રસ્તા પણ બનાવેલા છે એના માટે અલગ અલગ જગ્યાએ સર્કલો આપેલા છે અલગ અલગ જગ્યાએ ફલાય ઓવર બનાવ્યા છે અલગ અલગ જગ્યાએ ટ્રાફિક સિગ્નલો બનાવ્યા છે અને આ બધું જ બનાવ્યા છતાં એનું જે એનું જે જે જે સંચાલન થવું જોઈએ એ પણ એટલું વ્યસ્થિત થાય છે તો એ જે સંચાલન છે એ વ્યવસ્થિત ક્યારે થઈ શકે જ્યારે એને વ્યવસ્થિત કરનાર લોકો હોય તો એ સંચાલનને વ્યવસ્થિત કરનાર આપણે પાસે બધી જ સુવિધાઓ છે જેમ કે કોઈપણ વ્યક્તિ છે એ સ્કૂટર લઈને નીકળે છે તો એ સ્કૂટર લઈને નીકળ્યા પછી વ્યક્તિએ કેવા રસ્તામાં જાવું કયું કેવું સ્કૂટર લઈને જાવું અને કઈ ક્યાંથી કયા જગ્યાએ જવું છે તો એના માટે આપણી પાસે ગૂગલ મેપ પણ અવેલેબલ છે પછી ચાર વ્યક્તિએ જાવું તો ચાર અલગ અલગ સ્કૂટર લઈને જવા કરતાં સરકારે ગાડીના નિયમ પણ એટલા જ સારા બનાવેલા છે કે વ્યક્તિ અલગ અલગ સ્કૂટરમાં ન જાય એના કરતાં એક ગાડીમાં જાય ગાડીમાં જાય છે ચાર વ્યક્તિ એકસાથે તો એમાં પણ નિયમ હોય છે કે એક ગાડીમાં આટલા જ લોકો અથવા તો કોઈપણ સામાન લઈને જઈ રહ્યાં છે તો એ આટલી જ વસ્તુઓ હોવી જોઈએ અને એનું પણ એની પાસે લાઇસન્સ હોવું જોઈએ લાઈસન્સ વગર કોઈપણ વસ્તુ જે છે એ નકામી છે તો લાઈસન્સ ના હોય તો એને પણ ચેક કરવા એ લોકો પાસે સરકાર પાસે એના બધા જ વ્યક્તિઓને રાખેલા છે જેમ કે પોલીસ કર્મચારીઓ છે એના એને જે ચેક કરે એ છે પછી એ ચેક કરીને પણ એને શું સજા થવી જોએ કેટલો એને દંડ થવો જોએ એના માટેનું પણ એક વ્યવસ્થિત સંચાલન છે એટલે ખાલી વાહન વ્યવહાર એટલે વાહન વ્યવસ્થા જ આપણે એના ઉપર વાત ન કરતાં આપણે વાહન વ્યવહારની સાથે એની સાથેના બધા જ જે નિયમો છે નિયંત્રણો છે એ પણ એટલા જ જરૂરી હોય છે અને એના જે પડકારો છે તો પડકારો તો દરેક વ્ય વસ્તુ છે એનું સારી પણ વસ્તુ હોય ને ખરાબ પણ વસ્તુ હોય તો સરકારે જેટલી પણ વસ્તુ બનાવી છે એનું એના સારા પાસા પણ છે અને અમુક ખરાબ પાસા પણ હોય છે ખરાબ તો નો કહી શકાય પરંતુ એના માઇનસ પોઈન્ટ પણ હોય છે જેમ કે સીસીટીવી કેમેરા લગાડેલા છે તો જેમાં એ લોકો અમુક લોકોને કેપ્ચર કરતાં હોય અમૂકને ન કરતાં હોય ક્યારેક એ લોકો એટલા સક્ષમ નથી કે બધા જ લોકોને કેપ્ચર કરી શકે અને એને દંડ ફટકારી શકે અને એમાં જે તકોની વાત કરીએ તો એ તકો પણ એટલી જ સારી છે કે જેમાં અલગ અલગ પ્રકારે એ લોકોએ સીસીટીવી કેમેરા દરેક ચોક અથવા તો સર્કલમાં લગાવેલા છે ફ્લાય ઓવર છે તો એમાં પણ બધા જ નિયમો છે કે કઈ સાઈડથી જવાનું કઈ સાઈડ આવવાનું કોઈ વ્યક્તિ રોંગમાં ન જાય તેના માટે પણ અલગ અલગ પ્રકારના બંપરો લગાડેલા જેથી જો વ્યક્તિ રૉન્ગમાં જાય તો ટાયર જ પંચર થઈ જાય કોઈપણ વ્યક્તિએ કાર કે સ્કૂટર આડી અવળી જગ્યાએ પાર્ક કરેલા હોય તો તરત જ સરકારી ગાડી ત્યાં આવી અને એના ટાયરને લોક કર દે છે સ્કૂટર છે એને ઉપાડી જાય છે અને અલગ અલગ પ્રકારની ઘણી બધી સરકારે એની રીતે વ્યવસ્થા કરેલી જ છે અને ખૂબ જ સારી ભારતની વાહન વ્યવહાર વ્યવસ્થા છે પરંતુ કોઈપણ વ્યક્તિ છે એ સરકારનો નો ને તકલીફ ખાલી એને કોસ્યા વગર પોતે પણ થોડુંક સમજી અને એ બધા નિયમોનું પાલન કરે તો આપણું જે વ્યવસ્થા છે વાહન વ્યવહાર વ્યવસ્થા છે એ ખૂબ જ સારી જળવાઈ શકે છે અને એના પડકારો પણ ઓછા થઈ શકે અને તકો સરકાર વધારે અને તકોનું બધા જ લાભ પણ વધારેમાં વધારે લઈ શકે છે